હું બહાર જો ખાવા જાઉં તો એ વસ્તુ વધારે ઈચ્છા થાય કે જે ઘરે બહું ખાવા ન મળે તો પિઝા છે પાસ્તા છે કે પછી બર્ગર છે તો એમાં યુઝઅલી મેક ડી જવાય કે કેએફસી જવાય કે સબવે જવાય તો એવી જગ્યાઓ કે કે જ્યાં તે બધી વસ્તુઓ મળે એ ઘરે નઈ ખાવા મળે તે એટલે જ મને ભાવ્યા કરે અને એમ તો ઘરનું ખાવાનું વધારે ગમતું હોય કારણ કે હેલ્ધી આવે અને એનાથી મન પણ ભરાઈ જાય પણ ક્યારેક ક્યારેક એવી ઈચ્છા થાય કે બહાર જઈને થોડુંક સારું સ્વાદિષ્ટ ખાવાનું ખાઉં તો એમાં અગર પાણીપુરી છે મોમોઝ છે અને લોચો છે તો સવારના જઈને એ વસ્તુ ખાવી અને એકબીજા સાથે જવું અને વાતો કરવી તો એવી રીતે ખાવાનું ગમી જાય અને અગર કોઈ રેસ્ટોરન્ટમાં જઈએ તો બધા ભેગા મળીને જઈએ તો બધાને જે ખાવું હોય તો કોઈને સાઉથ ઇન્ડિયન ખાવું હોય કે ઈડલી સંભાર છે કે કોઈને ચાઈનીઝ ખાવું છે તો એમાં મન્ચુરિયન આવી ગયું હક્કા નૂડલ્સ આવી ગયું તો એવી રેસ્ટોરન્ટમાં વધારે જવાની ઈચ્છા થાય કે જ્યાં બધી વસ્તુ એક સાથે મળી શકે તો બધાની મનપસંદ વસ્તુઓ બધા લોકો ખાઈ શકે તો એવી રીતે મને એમાં ખાવામાં નૂડલ્સ છે કે પછી પનીર છે કે એવી તે એ વસ્તુઓ બહું બધી ગમે અને અલગ અલગ ક્યુઝિન ટ્રાઈ કરવાનું પણ બહું ઈચ્છા કે એક અહીંયાનું ખાઈ લીધું એક ઇટાલિયન ખાઈ લીધું પછી એક મેક્સિકન તે બધું સાથે ખાવાની પણ બહું ઈચ્છા થાય તો એવી જગ્યા પણ બહું ગમે કે જ્યાં બધી વસ્તુઓ મળી શકે તો આવી રીતે એનો સ્વાદ જે છે એ બહુ ભાવ્યા કરે